ખાખરા ભાખરી બ્રેડ પકોડા પૂરી મેથીના ભજીયા મેથીના ગોળા ગોટા બટેટાવડા દાળ ભાત રીંગણનું ભરતું રીંગણનો ઓળો બાજરીના રોટલા ખિચડી છાશ પાપડ